મારાં નૃત્યનો અભ્યાસ કરતાં પહેલાં હું ડેઈલી એક્સસાઈજ કરું છું જેથી મારૂં શરીર જેમ વાળવું હોય એમ વાળી શકું અને અડધો કલાક જેટલી રોજ હું પ્રેક્ટિસ કરું છું એક્સસઈજ કરું છું અને એના પછી મારા નૃત્યનો અભ્યાસ શરૂ કરું છું અને આ નૃત્યને કરતાં પહેલાં હું મારા ગુરુ મારા ગુરુજી છે એમને પગે લાગીને પછી આ નૃત્યની શરૂઆત કરું છું અને તમે મને પૂછ્યું કે આ નૃત્યની તમારા રોલ મોડલ કોણ છે તો એ છે ભક્તિ ગણાત્રા એને હું જ્યારે ડાન્સ કરતાં જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું આવો ડાન્સ ક્યારે કરીશ બસ એ જ ડાન્સ શીખવા માટે એનાં જેવો કરવા માટે હુ આ ડાન્સ કરું છું